બર્ડ વોચિંગ એ મનને શાંત કરનારી પ્રવૃત્તિ છે જો તમે બર્ડ વોચિંગ કરવા માંગતા હો તો અમુક આ ટિપ્સ છે એતો તમે યાદ રાખી શકો સૌથી પહેલું તો બર્ડ વોચિંગ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે લગભગ સૂરજ ઊગ ઊગે અથવા એના એકાદ કલાક પહેલાં બર્ડ વોચિંગ માટેની જગ્યાએ તમારે પહોંચવું જોઈએ બર્ડ વોચિંગ માટે તમારે કુદરતની નજીક જવું પડે જ્યાં કોઈ સરસ તળાવ હોય જ્યાં સરસ વૃક્ષો હોય ત્યાં આગળ તમારે બર્ડ વોચિંગ કરવું જોઈએ બર્ડ વોચિંગ માટે જ સાથે તમે એક મોટું દૂરબીન કે ટેલિસ્કોપીક લેન્સવાળો કેમેરા લઈને જાઓ તો તમે ફોટોગ્રાફી પણ કરી શકો જ્યારે તમે બર્ડ વોચિંગ કરવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે એકદમ શાંતિ જાળવવી જરાક સરખો પણ અવાજ પણ પક્ષીઓને ઉડાડવા માટે પૂરતો છે એટલે જ્યારે પણ બર્ડ વોચિંગ માટે બેસો ત્યારે સ્થિર એક જગ્યાએ બેસી અને શાંતિ જાળવી પક્ષી આપોઆપ તમારી નજીક આવશે પક્ષીને જ્યારે વાતાવરણ સુરક્ષિત લાગશે તો આપોઆપ તે પોતાની હિલચાલ કરશે જે તમે માણી શકશો